અમારા વિસ્તારમાં મુખ્ય ધાર્મિક ધાર્મિક પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ આ પ્રમાણે થાય છે જે અમારે બાજુમાં મંદિર શિવ મંદિર છે ત્યાં સવારે લોકો પૂજા કરવા જાય છે સવારની આરતી કરવા જાય છે અને સાંજની આરતી કરે છે અને અને અમારા આજુબાજુમાં દેરાસરો છે દેરાસરોમાં સવારે વ્યાખ્યાનમાં પણ જાય છે પૂજા કરે છે મૂર્તિ પૂજા કરે છે અને ત્યાં દર્શન કરવા જાય છે અને નવરાત્રિ નવરાત્રિમાં અમે નવ દુર્ગાની પૂજા ઘરે મળીને ગરબો લઈએ છીએ સાંજે અમે એમાં દીવો કરીએ ઘઉં મૂકીએ એના અંદર પછી દીવો કરીએ અને દીવોની સામે અમે એ ગરબાની સામે એના ગરબા ગાઈએ આરતી કરીએ અને એ બધું અમે એ નવ દિવસ માટે અમે એ બધું ચાલું રાખીએ નવ દિવસ ને નવ દિવસનાં એકટાણા પણ અમે કરીએ છીએ કોઈ એકટાણાં કરતું હોય કોઈ ઉપવાસ કરતું હોય અને જેને જેમ અનુકૂળ આવે એમ કરતું પરંતુ ધરમ પ્રમાણે જેવી એની ઈચ્છા પ્રમાણે કરે બધા અને શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનામાં બધા ઉપવાસ કરતાં હોય કોઈ એકટાણા કરતાં હોય એ શંકરની શંકરનું બધુ એમાં એ પ્રાર્થના એ ને એવું બધું શિવને યાદ કરીને એ બધુ શંકર ભગવાનને યાદ કરીને એ બધુ ઊજવતાં હોય છે અને મંદિરે જતા હોય છે કોઈ કથા કરે કોઈ આરતી કરે એવી રીતે બધું કોઈ ધોળ ગાય સત્સંગ કરે એવી રીતે બધું ચાલતું હોય છે કાર્યક્રમ બધો અને ગણપતિ ગણપતિમાં બધા ઘરે ઘરે પૂજા કરે છે ગણપતિ લે છે ઘરે પછી ગણપતિના પ્રસાદ રોજે રોજે ધરાવે છે એમાં ગણપતિના વ્હાલા લાડવા રોજ બનાવે છે અને ધરાવે છે અને ગણપતિને રોજ આરતી કરે છે અને પૂજા કરે છે એની ને પછી કોઈ ચાર દિવસ રાખે કોઈ પાંચ દિવસ રાખે કોઈ દસ દિવસ રાખે ને જેટલા એણે ધાર્યું હોય એ પ્રમાણે રાખે અને પછી પછી એનું વિસર્જન કરે છે અને એ પ્રમાણે બધુ ધર્મ થાય છે પરંપરા ચાલતી હોય એ રીતે ને બાકી તો સૌ સૌના બધાના પોત પોતાના ભાવ પ્રમાણે બધા બધા બધા ધર્મ ધ્યાન કરતાં જ હોય છે અને કોઈ હવેલીનો ધરમ પાળતા હોય હવેલીએ મંગળાનાં દર્શન કરવા જતા હોય એ ઝુલાનાં દર્શન કરવા જતા હોય એને અલગ અલગ રીતે ઇ ઇ બધા ત્યાં સવારે મંગળાનાં દર્શન કરવા જતા હોય એ હવેલીના ધર્મ જે પાળતા હોય એ હવેલીએ જતા હોય જ્યાં દેરાસર જતા હોય એ દેરાસર જાય કોઈ ઉપાશ્રયે જતા હોય અમારે ઉપાશ્રયે જ્યાં કોઈ વ્યાખ્યાન સાંભળવા જતા હોય એવી રીતે ધરમનું અલગ અલગ રીતે અલગ અલગ બધાંયની શ્રદ્ધા પ્રમાણે બધા અલગ અલગ રીતે બધા ચારે બાજુનું બધા જતા હોય છે અને જે યાત્રા ધામો છે અમારા જે પાલીતાણામાં પાલીતાણા બધા એવી રીતે ઘણાં પગપાળા જતાં હોય છે કોઈ ડુંગરા ચડતા હોય છે ત્યાં પગથિયાં છે પગથિયાં ચડીને પણ જતા હોય છે કોઈ ડોળીમાં જતા હોય છે અને એવી રીતે સૌને સૌના શક્તિ પ્રમાણે બધા બહુ ધર્મ ધ્યાન કરતાં હોય છે ને બધાને બધા શક્તિ પ્રમાણે બધા બધી બધી રીતે બધા જ ક્રિયા કરતાં હોય છે અને બસ એ બસ નમસ્તે બસ એટલું જ કહેવાનું છે